હાલો દિનેશ મીઠાઈ કનુભાઈ બોલો હું દરબા રોડ પર ઝાલા ભાઈ કાપડિયા બોલું છું મારા દીકરાના લગ લગ્ન આવે છે આવતા મહિને એટલે મારે મીઠાઈના ઓડર આપવો છે એ તમે કઈ મીઠાઈ સારી રીતે બનાવી શકો અને એનો ભાવ શું રહેશે જણાવો ગાઝીનો શું ભાવ છે એટલે થોડા વધારે બોલો છો હવે રિઝનેબલ બોલો યાર વ્યવસ્થિત કરો એટલે વીસ કિલો ગાઝીનો ઓડર આપી દઉં ઓકે વીસ કિલો ગાઝીની લખી લ્યો પછી બીજી કઈ મીઠાઈ છે ગુલાબ જાંબુ ગુલાબ જાંબુનું પાંચ કિલો લખી દ્યો પણ કો કો કોલેટીમાં કંઈ ફરક ન પડવો જોઈએ કોલેટીમાં કંઈ ફરક ન પડવો જોઈ ધ્યાન રાખજો ખાસ તે સિવાય બીજી શું પહેલાં કરતાં ભાવ કોકી આટલા બધા કેમ વધી ગયા છે બરાબર છે પણ વધી મોંઘવારી વધી બધું વધ્યું પણ આ તમારો ભાવ તો દસ ગણો વધી ગયો મોંઘવારી ત્રણ ટકા વધી આટલો બધો ફરક કઈ રીતે પડ્યો પગાર બગાર માણસોને બે ટકા બીજા હોય તો પાંચ ટકા વધે બહુ વધારી દીધો ચાલો થેન્ક યુ તો હવે આની ડિલેવરી ક્યારે થશે અને જ જ જરા બી કંઈ બી લોચા લાપસી યાતો હોય તો માલ પાછો આપી જઈશ એ જે પૈસા પૂરેપૂરા આપીશ પણ કોલેટી સારી હોવી જય હિ